અરે નિમેશભાઈ તમારી દુકાનમાં કેવા કેવા પ્રકારના મોબાઈલ છે મારે ઓપ્પો કંપનીનો મોબાઈલ જોઈએ છે મારે મારે ઓપ્પો રેનો એઇટ જે હમણાં નવો નીકળ્યો ને એ મોબાઈલ જોઈએ છે કેટલી કિંમત છે સાહેબ એની બરાબર તો ઓગણીસ હજાર પાંચસોમાં તમે મને પાંચસો બાદ કરી આપશો એવું ને અચ્છા કેટલા આપણે ઓગણીસ હજાર રૂપિયાના હપ્તા કરવા હોય તો કેવી રીતે કરવું પડશે વ્યાજ કેટલું લગાવશે એના ઉપર ઓ અ તો તો આ મોબાઇલ બહુ મોંઘો પડે ને સાહેબ હ એ તો બરાબર છે પણ સામે તો તમે જે બાદ કરો એ એ મને વ્યાજમાં સાહેબ નવ ટકા વ્યાજ એટલે ઘણું વ્યાજ ન કહેવાય તો મારે તમને અત્યારે એડવાન્સ કેટલા આપવાના સાડા નવ હજાર રુપિયા રોકડા આપવાનાં અને સાડા નવના હપ્તા કેટલા હપ્તા કરી આપશો ના ના હજાર નહીં તમે વધારે રાખો ને મારે બે હજાર રૂપિયા રાખો ને મહિને તો એ રીતે હું આપી દઉં છેલ્લે જે છેલ્લે જે લમસમ થશે એ છેલ્લે હપ્તો લમસમ ભરી દઇશું બાકી બે બે હજાર રુપિયાના હપ્તા કરો અને મને આ મોબાઈલ બતાવો લે પહેલાં કેટલા જીબી રેમ અને રેમ છે આમાં ને કેમેરો કેટલા મેગા પિક્સલનો છે કેમેરો કેમેરો કેટલા એમ બરાબર તો લાવો બતાવો ખોલો ચાલો આના પછી આનું કવર મળી જશે કવર અને ઉપરનો જે ગોરીલા ગ્લાસ આવે છે ને ગાર્ડ ગ્લાસ કેટલા રૂપિયા છે એના પણ તમે ફ્રીમાં આપશો એમ બરાબર સરસ તો હું તમને અત્યારે આપું છું ઓગણીસ હજાર નવ હજાર પાંચસો તમે આ લો જમા કરો અને મને અમારા જૂના જે મોબાઈલ છે એ મોબાઇલમાં તમે ડેટા લઈ અને મારા નવા મોબાઇલમાં નાખી આપો